ગુજરાતી લોકો તેમની ભાષાનો સાંસ્કૃતિક અને પારંપારિક ઉજવણીમાં વિવિધ રીતે ઉપયોગ કરે છે ભજન અને કિર્તનો મંડળોમાં અને મંદિરોમાં ભક્તિગીતો ભજનો અને કિર્તનો ગુજરાતી ભાષામાં ગવાય છે હો જેના દ્વારા લોકો તેમની આસ્થા અને સંસ્કૃતિ વ્યક્ત કરે છે સાથે લોકગીતો અને નૃત્યો ગરબા દાંડિયા અને અન્ય લોકનૃત્યોમાં ગુજરાતી ગીતો ગવાય છે ખાસ કરીને નવરાત્રિમાં ગરબામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે નાટકો અને લોકકથાઓ ગુજરાતી ભાષામાં નાટકો અને લોકકથાઓ દ્વારા પારંપારિક અને ધાર્મિક વાર્તાઓનું પણ પ્રદર્શન કરવામાં આવે છે ઉત્સવ અને તહેવારો ઉત્સવો અને તહેવારો જેમ કે ઉત્તરાયણ દિવાળી નવરાત્રિ અને મકરસંક્રાન્તિમાં ગુજરાતી ભાષાનો વ્યાપક ઉપયોગ થાય છે વિદ્યાલાયોમાં અને શાળાઓમાં પરંપરાગત ઉજવણીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિધાર્થીઓને ગુજરાતી ભાષા દ્વારા ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં આવે છે સાહિત્ય અને કાવ્ય ગુજરાતી કવિઓ અને લેખકો દ્વારા લખેલાં કાવ્યો ગઝલ નવલકથાઓ અને કથાઓનું વર્ણન અને પ્રસ્તુતિઓ પણ આયોજિત કરવામાં આવે છે